હા તમે ટેક્સ સપોર્ટમાંથી વાત કરી રહ્યા છો હા ટેક્સ સપોર્ટ હોટલાઈન મારું નામ રાજ રાઠોડ છે હા એટલે આમાં એવું થયું છે કે મારું ડીજિ લોકરનું જે એકાઉન્ટ છે ને એ બીજા કોઈએ લોગઈન કરી લીધું છે અને અત્યારે મારે હવે પાસવર્ડ ચેન્જ કરવો છે મારો નંબર સાત આઠ સાત ચાર શૂન્ય શૂન્ય એક છો નવ સાત હા એટલે ડીજિ લોકર એપ ઓપન કરીને હું પાસવર્ડ રીસેટ કરું હા એનાથી થઇ જશે નવો પાસવર્ડ જનરેટ એ સારું ઓકે થેન્ક્યુ